હા હ બોલો હું ડૉક્ટર બોલું છું મજામાં તમને એટલું તાવને ને કેવી રીતના આવે છે કોઈ પ્રોબ્લેમ છે ટેન્શન વેન્સન છે હ તો તમે અહીં આવીને દવા લેશો તો તમને દવા મેં બતાવું તે લઈ લેજો ત્યાં પેરાસૂટને તમને તાવ આવ્યું પેટમાં ને એવું કંઈ ઘબરાટ જેવું થાય કે હ એક પેરાસુટ છે પેરાસુટ આવે છે દવા એ લઈ લેજો ને શરદી માટે તો તમારે અને તાવને માટે તાવ નહીં ઉતરેતો છે પટ્ટી લઈ લેજો હા પટ્ટી મૂકતા જે તાવ છે થોડો ઓછો થાય અને તમે ટેન્શન વધારે નથી ન લેવો એના ટેન્શનના લીધે પણ આવું થાય છે એવું હમ હમ ટેન્શન તો હોય જ એમ ટેન્શન વગર તો તમને થાય નહીં કંઈ થોડી ઘણી કંઈ ને કંઈ ટેન્શન છે જ તમને તો તમે દવા આ તાવ માં તમને થોડી ઘણી ગભરાટ જેવું થાય કે નહીં થાય હ તો હું દવા આપીશ તમને તમે હોસ્પિટલ આવીને મને એક એકવાર બતાવી જજો ને હ હા તમે કાલે હા કાલે તમે આવી જશો મેં તમને ચેક કરું સારી રીતે શું છે અને કેવી રીતે બધું છે એ બધું જોઈ લઈએ હ હા હા હમ હ હ હું કાલે અહીં મળીશ તમને તમે એપોઈન્ટમેન્ટ લઈ લો અને આવી જજો મારા પાસે ઓકે ઓકે હમ ચાલો ઓકે વેલકમ